અમદાવાદ એ ભારતના ગુજરાત રાજ્યનો એક જિલ્લો છે તે ભારતના મોટા ભાગના અન્ય જિલ્લાઓ જિલ્લાઓની જેમ સારી રીતે સ્થાનિક સરકાર અને રાજકીય માળખું ધરાવે છે જો સ્થાનિક સરકારની વાત કરીએ આપણે તો અમદાવાદ જિલ્લામાં સ્થાનિક સરકારનું માળખું મોટા ભાગનાં ભારતીય રાજ્યમાં પ્રચલિત પ્રમાણભૂત ત્રી સ્તરીય પ્રણાલીને અનુસરે છે જેમ કે જોવા જઈએ તો આપણી ગ્રામ પંચાયતો ગ્રામ પંચાયત જે સૌથી નીચલાં સ્તરે આવેલા જે ગ્રામ્ય વિસ્તાર છે તેમની પાસે ગ્રામ પંચાયતો હોય છે જે ગ્રામ્ય વિસ્તારના ગામડાઓનું સંચાલન કરવા માટે સંચાલન કરવા માટે જવાબદાર છે દરેક ગામ અથવા ગામડાંઓની જૂથની સામાન્ય રીતે જો જોવા જઈએ તો તેમની પોતાની ગ્રામ પંચાયત હોય છે જે તે વિસ્તારોમાં સ્થાનિક શાસન અને મૂળભૂત સુવિધાઓની કાળજી લે છે પછી આવે છે નગરપાલિકા નગરપાલિકાની વાત કરીએ તો જિલ્લાની અંદર શહેરી વિસ્તારો અને નગરો માટે નગરપાલિકાઓ કાર્ય કરે છે આ સંસ્થાઓ શહેરી વિસ્તારોનાં વહીવટી અને શાસન માટે જવાબદાર છે તેઓ પાણી પુરવઠો સ્વચ્છતા સ્ટ્રીટ લાઈટ વેસ્ટ મૅનેજમેન્ટ વગેરે જેવી સેવાઓનું સંચાલન કરે છે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન એટલે કે એ એમ સી અમદાવાદ શહેર પોતે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન હેઠળ આવે છે જે જિલ્લાની સ્થાનિક સરકારનું સર્વોચ્ચ સ્તર છે અને અમદાવાદ શહેરની વહીવટી સંભાળે છે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન પાસે સરકારનું મેયર કાઉન્સિલિંગ સ્વરૂપ પણ છે અને આગળ જતાં જોઈએ રાજકીય માળખું તો અમદાવાદ જિલ્લાનું રાજકીય માળખું ભારતના અન્ય જિલ્લાઓની જેવું છે રાજ્યની વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી બંને માટે જિલ્લાને વિવિધ મત સ્તરીય વિસ્તારને વિભાજીત કરવામાં આવે છે વિજાન વિધાનસભાના સભ્ય તરીકે જે જોઈએ એટલે કે ઍમ ઍલ એ દરેક મત વિસ્તાર ગુજરાત વિધાનસભા માટે એક પ્રતિનિધિ ચૂંટે છે અને ધારાસભ્ય રાજ્યસ્તરે મત વિસ્તારનું પ્રતિનિધિત્ત્વ કરે છે